અમે અમારી આસપાસના વિસ્તાર આરોગ્યપ્રદ રાખવા માટે ખૂબ પગલાં લઈએ છીએ જેમકે ઘરને ચોખ્ખું રાખવું સ્વચ્છ રાખવું આજુ બાજુના ફ્લેટોમાં ઘરોમાં ચોખ્ખાઈ રહે એનું ધ્યાન રાખીએ ગમે તે વસ્તુ કચરો બહાર ફેંકીએ નહીં ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખીએ દરરોજ ને દરરોજ એ કચરાને નિકાલ કરીએ એ ઘરમાં જીવાત જીવડા રહે નહીં પાણી ભરેલું રહે નહીં જેથી મચ્છરોનો ઉપદ્રવ થાય એ દરેક એ દરેક વસ્તુનું ખૂબ ધ્યાન રાખીએ છે જેથી કરીને કોઇ બીમારી પણ ના ફેલાય અને અમે આરોગ્યથી પ્રસન્ન અને સુખી રહીએ